ગુજરાતમાં રમત ગુજરાતમાં ઘણી બધી હરીફાઈઓ યોજાય છે ગુજરાતમાં રમતો દ્વારા સ્વાસ્થ્ય સુધારણા અને મનોરંજન એમ બે આકર્સણ છે રમત ગમત યોગ અને મનોરંજન ત્રણેય પ્રવૃતિઓ સ્વાસ્થ્ય માટે સમ સમાજ માટે પ્રેરણારૂપ છે ગુજરાતમાં રમતો માટેના સ્વતંત્ર સંગઠનો તેમજ રાષ્ટ્રીય સંગઠનો કાર્યરત છે જેમાં રમતોની હરીફાઈઓનું આયોજન કરી તેના પ્રસિત સમર્પણ કાર્યરત છે ગુજરાત ક્રિકેટ એસોસીએસન જે બીસીઆઈ સાથે જોડાયેલા છે તે એસોસીએસન ઓગણીસ વર્ષ ઉપરની વયના યુવા ખિલાડીઓને ક્રિકેટની રમતોનું પ્રશિક્ષણ આપે છે આ એસોસીએસન બીસીઆઈના વડપણ હેઠળ રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચોનું આયોજન કરે છે રાજ્યની સર્વેસ્ઠ સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા ગુજરાત ક્રિકેટ એસોસીએસન ના પ્રેસિડેન્ટ તરીકે મુખ્યમંત્રીએ રાજ્યમાં રમતોનો વ્યાય વ્યાપ વધે તે માટે ક્રાંતિકારી પ્ર પગલાં ભરેલા છે બીસીઆઈ દ્વારા નક્કી કર્યા અનુસાર જીસીએમાં મુખ્ય ચાર સમિતિ કાર્ય સમિતિ યાત્રા સમિતિ કાર્યક્રમ સમિતિ અને નાણાં સમિતિની રચના કરવામાં આવી છે જુનિયર ક્રિકેટ સમિતિનો પણ સમાવેશ કરવા પાછળનો હેતુ ગુજરાતના ઊગતા ખેલાડીઓનો વિકાસ કરવાનો છે હવે મેં ઓગણીસો ત્રાણું પછી રાષ્ટ્રીય વીરીત રમત હરીફાઈમાં ગુજરાતના ખેલાડીઓનો રાષ્ટ્રીય ત્ર શ્રેષ્ઠ કવચ કૌશલ્ય બતાવી શકે તે માટે તેઓને તાલીમ આપવાના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેને લીધે શાળાના ખેલાડીઓને તેમાં ભાગ લેવા પ્રોત્સાહીત કરવામાં આવે છે એસજીએફઆઈ રમતો એમાં સ્પોર્ટ્સ ફેટશન ઓફ ઈન્ડિયાની શાળાકીય રમતો આવે છે રાષ્ટ્રીય ગ્રામ્ય રમતોમાં સ્પોર્ટ્સ એથોરેટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત થાય છે રાષ્ટ્રીય મહિલા રમત રમત મહોત્સવમાં સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત થાય છે સુબ્રોતો મુખર્જી ફૂટબોલ કપ માટે સુબ્રોતો મુખર્જી ખેલ શિક્ષા સોસાયટી દ્વારા તથા ભારતીય વાયુસેના રમત નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવે છે આના સિવાય પણ ગુજરાતમાં ઘણી બધી ગેમ હરીફાઈઓ યોજાય છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં એક હજાર પાંચસોને સીત્યાસી રમતવીરો છે જેને નેસનલ અને આમ તો આંતરાષ્ટ્રીય લેવલે ઘણા બધા એવાર્ડ અચિવ કરેલા છે અને ગુજરાતમાં ખેલ ખેલ પ્રતિભા એવાર્ડની પણ એ લોકો સ્કીમ આપેલી છે ગુજરાતના રમત ગમતમાં ઘણી બધી રમતો રમાડવામાં આવે છે એને જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક એ પણ એક ક્રિકેટર પર લખાયેલું છે કે અને ગુજરાતમાં સર્વ પહેલાં મ પેહેલા તો બહુ પહેલાના ટાઇમમાં પ્રાચીન કાળમાં ઘણી બધી રમતો રમવામાં આવતી હતી જેમાં તે ઘણું બધું આવે છે જેમ કે દડા ફેંક પછી સાદી અને ગૌણ રમતો બી રમાડવામાં આવતી તી કે બાળકો માટેની રમત બી રમાડવામાં આવતી તી પછી એમાં દોરડા કૂદ ને ફેંક ને એ બધું રમાડવામાં આવતું હતુ પછી કબડ્ડી પછી ક્રિકેટ એબી મતલબ કે રાજ્ય સાથે તમને મજબૂત જોડાણ કરે છે પછી લખોટાની રમતો રમાડવામાં આવતી હતી